બસ આ જો ને જામનગર જઈએ છે તમે ક્યાં જાઓ છો ઓકે હા મોસ્ટલી મારે તો જવાનું થયા જ કરે છે કારણ કે મારી જોબ જ ત્યાં છે ને એટલા માટે બોમ્બેમાં બોરીવલીની પાસે જ છે હમ હમ હમ

હા રોજ જ જવાનું થાય આ બધી ભીડમાં ન હોય ત્યારે એમ થાય ક્યારેક કેમ ભીડ નથી મજા આવી જાય છે હા મારે ત્યાં છે ને ફાઇનાન્સમાં હું કરું છું કામકાજ બરાબર એટલે મારે ફાઇનાન્સમાં કસ્ટમર હોય તેને ગાઈડલાઇન આપીને જે હોય તે રીતે ફાઇનાન્સમાં ઇન્વેસ્ટ કરાવવાનું હોય એ રીતે હા સુરતથી રોજ જાઉં સુરતમાં બસ અડાજણ એરિયામાં રહીએ છીએ તમે ઓકે સિટી ઓકે હા હા સિટીલાઇટ પર તો મારી મમ્મી પણ રહે છે હા ઓકે નહીં હવે તો રૂટિન થઈ ગયું એટલે વાંધો નથી આવતો રૂટિન થઈ જાય ને પછી વાંધો નહીં આવે એમ હમ હમ ઘણીવાર તો સંડે પણ જવું પડે એવું છે તો જઈ આવીએ કોઈક વખત થાય એવું હમ હમ ઓલમોસ્ટ તો રોજ જ હા રોજ જ અહીંયા સેટરડે સંડે ઓછી કરીને તમને હમણાં જે દેખાય તેની ફાઇવ પરસન્ટ ઓછી હોય ખાલી બાકી હોય તો ખરી જ

તમને આજે ત્રાસ લાગતો લાગે છે મજા આવે છે હા હમ હમ હમ એટલે ઓકે સારું ચાલો ને નેક્સ્ટ ટાઈમ આ રીતે ભટકાશું ગમે તે રીતે હેં ને હા ચાલો હા